હા જી કોણ બોલો

હા જી એમાંથી જ વાત કરીએ છીએ

ના ના ના ઑનલાઈન મોકલી આપીએ છીએ પ્રાઈસ ચાર્જ પંદર હજાર

ના બનાવી તો આપીએ છીએ પણ એમાં તમારે છે ને અલગથી ત્રણ હજાર રૂપિયા ઍક્સ્ટ્રા લાગશે ના એટલે તમારે હપ્તે લેવાનો પડે ને એટલે પછી પંદર હજારનો ફોન સીધો અઢાર હજાર જેવું થઇ જાય હા વ્યાજ તો લાગે એનું એમાં ફાઈવ જીબીની રૅમ છે અને એક વર્ષની વૉરંટી ગૅરંટી તમારો ફોન ખરાબ થઇ જાય તો તમ તમારે અમે રીપૅર પણ કરી આપીએ એક વર્ષ સુધીની ના ગૅરંટી નથી આપતા તમારે ઑનલાઈન જોઈએ છે તો પછી ઑનલાઈનમાં એટલી બધી ગૅરંટી ન આવે ને

કૅશમાં લેવો હોય તો પંદર હજારમાં જ તે કૅશમાં લેશો તો પણ પંદર હજારમાં એ તો તમે ઇ એમ આઈ કરો એટલાં માટે અઢાર હજાર જેવું થઈ જાય ફોનની બૅટરી બૅક અપ તો સરસ છે તમારે અઠવાડિયું બેટરી ચાલશે હા એક કલાકમાં ફૂલ બૅટરી થઇ જાય અને તમારે અઠવાડિયા સુધી બૅટરીને જોવું પણ નહીં પડે એક અઠવાડિયું પૂરું તમારી બૅટરી ચાલશે હા વૉટરપ્રૂફ છે હમણાં જ નવો નીકળ્યો છે ને એ જ મૉડલ તમને જોઇએ છે ને એ તો વૉટરપ્રૂફ પણ છે હા કાલે તો પણ રવિવાર છે ને એટલે તમે સોમવારે આવી જજો સોમવારે તમતારે દસ વાગ્યાથી પછી રાત્રે દસ વાગ્યા સુધી અમારી દુકાન ખુલ્લી હોય ગમે ત્યારે આવો

હા વાંધો નહીં તમે દુકાને આવશો એટલે તમને બરાબર રીતે સમજાવી દઇશું